મારી માતૃભાષા ગુજરાતી હું શીખ્યો એક્ચુલ્લી શીખ્યો ના કહેવાય મને મારા માવતરે મારા વડીલોએ આ ભાષા શીખવી છે અને આ શીખવાની પ્રોસેસ હું તમને વ્યક્ત નહીં કરી શકું પણ છતાં એ હું મારા પ્રયાસથી તમને કહેવાનું કહીશ કે નાનપણમાં હું જ્યારે નાનો હતો ત્યારે મારા કક્કો માતા પિતા મારા ટીચર મારા ગુરૂજીએ મને પાટી લઈને કક્કો બારાખડી શીખડાવતા હતા મને અને કમળ નો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ આ કક્કો બારાખડી શીખ્યો સૌથી પહેલાં અને આ શીખવાની જે મજા હતી અત્યારે પણ યાદ કરુંને તો મારી મારી આંખમાંથી હર્ષના આંસુ નીકડી આવે છે ખૂબ જ અલગ જ અદ્ભૂત યાદગાર મુમેન્ટ હતી જે અત્યારે પણ યાદ કરું તો મને ખૂબ જ મજા આવે અને એક નાનકડી મારા ચહેરા ઉપર સ્મિત આવે છે અને આ ભાષાનો અનુભવ ખૂબ જ સરસ થયો છે